અ હા અજંતા કાર્પેની સોપમાંથી બોલી રહ્યો છું

ઓકે સર સર સર તમારું બજેટ કેટલું રહેશે તમે મને કંઈ સ્પેસીફિકેશન કે એવું કંઈ ઓકે સર

ઓકે સારું જો આપણે વાત કરીએ તો જો કે બે સારી એવી ચેર છે બેનટીક ચેરસ્ છે જે મારી પાસે હાલમાં અત્યારે પડી છે દુકાનમાં તેમાં એક છે હા સર અમે એન્ડીકિસપોન રાખીએ છીએ તમને ઈચ્છા હોય તો એ પણ શું વાત છે ઈચ્છા છે ઓકે ઓકે ઓકે ઓકે સર જો સર મારી પાસે છેને બે ત્રણ પ્રકારની ચેર છે જેમકે તમે સારી રીતે બેસી શકો નોર્મલ ચેર પછી આપને ખબર છે આપણે હીંચકા વાળી ચેર આવે એ પણ છે રિકલાયનર્સ જે આપણે સૂઈને સૂતા સૂતા આપણે કામ કરી શકીએ એવી ચેર તો તમે કેવી ઈચ્છા રાખશો આપણે એટલે હવે સર ઇ ઇ ઇ બધી ડીપેન કરે છે કે તમે કઈ પ્રકારની ચેર લ્યો છો ને કેવા મટરીયલની ચેર લો છો કેટલી જૂની લો છો

ઓકે ઓકે ઓકે ઓકે સર હું હવે તમને ડિસ્કાઈપ કરી દઉ કે જો અમારે પાસે નોર્મલ સીટ બેસવાની ચેર છે આપણે એની વાત કરીએ પહેલા તો તો નોર્મલ ચેર બેસવાની ચેરમાં બે ચેર છે મારી પાસે એક સાગની છે અને ચંદનની જે લાલ ચંદન આવે એની છે હવે લાલ ચંદનની છે એ તમે ખાલી ડેકોરેશન માટે રાખી શકો બેસી ન શકો એમ તો એટલી મજબૂત છે નહીં પાછી બહુ જૂની વધારે છે એન્ટિક પીસ બહુ સારું છે જા અને અરાઉન્ડ બસો વર્ષ જૂની છે ને હવે હવે જ્યારે વાત સાગની એ પાંચસો વર્ષ જૂની છે પણ એમાં તમે બેસી શકો છો કારણ કે એમાં કંઈ એમાં કંઈ નથી થયુ સાગ ના ઉપાડે કંઈક ગીરના જંગલોમાંથી આવેલી છે એ સાગ એટલું સારું છેને એમાં કંઈ હજી નથી થયું તમે કહો હવે એની પ્રાઇજિંગમાં એવું છેકે સાગની છેને એ અમે અહીથી મંગાવેલી છે એટલે સાત આઠ લાખ રૂપિયા જેવી થશે ઓનલાઈન અત્યારે તમે નવી બનાવશો ને તો હવે જૂની હોવાથી આપણે એમ કહી તો પંદર લાખ રૂપિયા જેવી થાય એની કિમત જ્યારે ચંદનની છેના એ અહીંથી નથી આવેલી તમિલનાડુ ન્યાથી આવેલી છે તમીના કેરળ સાઉથ સાઇડથી આમ આપે આવેલ હા હાંજા અને કોક રાજાનો મંત્રી હતો ને એની છે એટલે એમાં શું છે તો કે ભઈ એમા પ્રોબ્લમ એવી છે કે ભઈ જૂની છે ને પાછી બઉ તાકાત રહી નથી કારણ કે જૂની છે એને રેનું કરીએ એની એન્ટિક અમે શું કર્યુ છે ભઈ એમનેમ રાખેલી છે હા લઈને હા સર હા શોપે આવી જાવ મારા મારૂ એડ્રેસ છે ગંગોત્રી નગર બે ઉન ખાલી પૂર રોડ જુનાગઢ છે આવતા રહેજો ઓકે સર આપણે તમે જોઈ લ્યો એટલે ખબર પડી જાયે કેવી છે મટરીયલ આવે